હલો સ્વીગીમાંથી વાત કરો સર હું રિશી વાત કરું છું આપણા ઉધના વિસ્તારમાં તમારી ગીતાનો ઓર્ડર આવશે ના મેં એટલે જાણવા માટે ફોન કર્યો છે કે અત્યારે રાતના બાર વાગી ગયા છે ને જેથી તમારે હવે કદાચ રેસ્ટોરન્ટ બંધ હોઇ શકે તેના કારણે મેં જાણવા માટે કોલ કર્યો છે હા સર વધારે ક્વૉન્ટિટીમાં છે મારો હા સર તો ઓર્ડરમાં તો આમ તો પનીર ટિક્કા એ બધું છે નહીં નહીં સર અને ઓર્ડર ઠંડો તો નથી ને કારણ કે બહુ ટાઈમ ત્યાં થઈ ગયો છે પછી એ ઠંડો પડી ગયો અને અત્યારે ખાવાવાળા પણ વધારે છે હા સર હા સર અને તમારી રોટલી પણ થશે ને અત્યારે અગર બનતી હોય તો હા સર હા સર તો મારે ઉધના વિસ્તારમાં રહેવાનું છે જો ઓર્ડર ડીલિવરીવાળો થઈ શકતો હોય તો તમે જરીક મોકલાવી આપશો હા ઉધનામાં જ રહેવાનું છે અમારે બહુ દૂર નથી ને ખાતરી રાખજો કે તમારું પેકેજિંગ બરાબર હોય મેં એકવાર મંગાવેલું પણ પેકેજિંગ બહુ લૂસ હતું ને તેલ બધું આમતેમ ઢોળાઈ ગયેલું એટલે અમને એટલી મજા પણ નહીં આવેલી ખાવામાં અ ખબર છે સુરતીઓ એટલે ખાવાનું તો જોઈએ જ ને સર સારુંં સારું સારું તમે મોકલાવી આપો છો સારું તો બે પનીર ટીકા ને એક રોટલી એક છવાળી રોટલીનું પેક મોકલાવી આપજો હા અને કાંદો નાખજો સાહેબ હા હા ચાલો